હેલો તમે ઉલીયન હોટલમાંથી બોલો છો તો મારે પનીર અને

હા શું ભાવ છે તો મેનેજર સાહેબ એ મોંઘું ના પડે મને

તો તમે તો તમે હં તો એકસો દસમાં મને આપી શકશો હં તો તમારી કિંમત લાસ્ટમાં કેટલી છે છેલ્લી મને તમે તમાર તમાર ઝોમેટોવાળા નથી આવી શકતા તો મને મોંઘૂ પડે બેન મેનેજર સાહેબ મને મોંઘું પડે નાન કેટલાનું છે નાન કેટલાનું છે તો પછી મને જોઈતું નથી મને મોંઘું પડે મેડમ તો પછી મારે જોઈતું નથી તો તમે કઈ ભાવ ઓછો કરો તો અમે લેવા આવીએ ચાલો હં